હેલો વીઆર રૂમ સર્વિસથી બોલું છું ઓકે સર શું તકલીફ આવી રહી છે આપની સર્વિસમાં રૂમ સર્વિસમાં તો એકચ્યુલી બધી ફેસીલીટી છે જ અત્યારે રૂમમાં સર એસી ઓલરેડી ત્યાં સ્વિચ ચાલુ જ છે તમે જો મારી બે જ મિનિટ મને આપો એસી તમારે ત્યાં સ્વિચ ઓન કરવાની સ્વિચ આપીએ છે અને એની સ્વિચ આપણે ઇલેક્ટ્રીકની સ્વિચ છે એની બાજુમાં એક બીજી સ્વિચ છે તે સ્વિચ દબાવશો તો એસી ચાલુ થશે ડાયરેક્ટ એસી ચાલુ નથી તમે જ્યારે યુઝ હોય એ પ્રમાણે બટન રાખેલા છે ઓકે સર એ હું ચેક કરાવી લઉં છું સર બધું મેન્ટેન કરીએ છીએ તમે જે કંઈ તકલીફ લાગતી હોય તો એ બદલ માફી ચાહું છું પણ તમારી સર્વીસ એ પણ છે તમારી બેડ શીટ હું આવીને માણસ સ્ટાફ હાઉસ કીપિંગવાળાને ચેન્જ કરાવી દઉં છું સર ઓલરેડી સર અમે ચેક કરાવતાં જ હોઈએ છીએ કે ઓકે માફી ચાહું છું સર તમને ચેક કરી આપી ફરી વાર ચેક કરી લો તમને હાઉસ કીપીંગવાળા હમણાં ચેન્જ કરી જાય છે એસી સર વાંધો નહીં તમને એ રૂમ ન ફાવતું હોય તો મારી પાસે બીજી રૂમ છે એમાં શિફ્ટ કરી શકો છો હું ચેક કરાવી દઉં તમે ત્યાં એકદમ ક્લીનલીનેસ છે એસી ચાલુ છે બધું સર્વિસ ચાલુ છે તમે એક વાર જોઈ શકો છો જોઈ લો તમને ફાવે તો તમે એ રૂમમાં શિફ્ટ થઈ જાઓ ઓકે હું બે મિનિટ આપો બે મિનિટમાં મોકલું છું